હલો હા હું મનીષા ગાંધી બોલું છું હા ભાઈ હવે શિયાળો પણ ગયો હવે એપ્રિલ મહિનો ચાલે છે તો એપ્રિલ મહિનામાં કેરી ક્યારે આવશે કારણ કે જૈનો પણ અત્યારે વરસાદ જાય એ પહેલાં ખાઈ લે તો કેરી ક્યારે આવશે હા ઓકે હાહા હ આફુસ નહીં આવે કેમ કે પહેલાં તો આફૂસ આવી જાયને આમ તો કંઈ નહીં થોડી તો મોક્લી આપો કારણ કે આ જૈન લોકો છે એ લોકોની ડીમાંડ બહુ છે કે અમને પહેલાં આફુસ ખાવી છે તો થોડી આફુસ અને એ જો હા હા અને તમારા જેવી ખાતરીની નીકળવી જોઈએ થોડી ઓકે હા હા હા ચાલશે વાંધો નહીં અને સાથે કેસર કેરી પણ તમે મોકલી આપજો

મે માં ઓકે ઓકે હા તો કંઈ નહીં મને આ જરા તમે મોક્લી આપોણે એટલે હું હ હા અને ભાવ સાથે બધું લખીને જ મોક્લજો ઓકે હા હા ઓકે